હાલો હાં બેન હાં બેન બોલો હમ હમ હમ બરોબર બરોબર હાં બે માં અમૃત કાર્ડ ચાલે છે સરકારની યોજના છે અને અહિયાં એ આ હોસ્પિટલમાં ગ્રાહ્ય છે અને માં કાર્ડના જે જરૂરી જે કઈ ડોક્યુમેન્ટ જે કાઇ સરકારે નકકી કર્યા હોય એ તમે લાવજો એટલે લઈને માં કાર્ડમાં પૂરેપૂરા પૈસા સરકાર તરફથી મળે છે એટલે દર્દીને બુ એમાં રાહત મળશે અને એને બુ ખર્ચો મિનિમમ જે કઈ થશે એ થષ બાકી બધા પૈસા સરકાર આપે છે એટલે એમને ખૂબ રાહત રહેશે અને બીજું એને એ માં કાર્ડના ડોક્યુમેન્ટ જે બધા જમા કરાવવાના હોય છે એ જમા કરાવો પછી જે સરકારનો નિયમ હોય એ પ્રમાણે જેટલા સમયમાં પૈસા મળતા હોય એ સામે દરમિયાન પૈસા મળે છે એ દરમિયાન તમારે જે કાઇ થોડી વ્યવસ્થા કરવાની હોય એ તમારે કરવાની હોય છે પણ તમે બુ મુક્ત રીતે તમારા દર્દીની એવા સરકારની આ યોજનાને પરિણામે કરી શકશો અને તમારા જે તમારા જે રિલેટિવ છે પેસન્ટ એના કુટુંબ પર કોઇપર પ્રકારનો આ દર્દ નો બોજો નઇ આવે કારણકે સરકાર આપણને સરસ યોજના આપી છે એટલે સરકાર એ બધુ આમાં કરતી હોય એટલે તમારે કોઈ ચિંતા બે દર્દીને પણ કેજો દર્દી ત્યારે ભય મુક્ત છે એને કઈ ચિંતા નથી પણ આવી પૈસાની ચિંતા હોય તો પણ તમે એને ચિંતામથી મુક્ત કરજો એટલે એ પણ સ્વસ્થ રહી શકે અને કુટુંબને પણ કોઈ ચિંતા રહેશે નહિ બરોબર હાં

હાં ભલે ભલે